જુનાગઢની પોતાની આગવી ઓળખ છે અને તેની આસપાસના નાના મોટા ગામ અને નગરને પણ પોતાની આગવી ઓળખ છે અમારા શહેરની નજીકમાં જ પ્રસિદ્ધ યાત્રાધામ છે સોમનાથ મહાદેવ જે ભારતભરમાં પ્રખ્યાત છે શ્રાવણ માસમાં ત્યાં મેળા જેવો માહોલ હોય છે ત્યાંના મેળામાં જાવાનો આનંદ જ ખૂબ અલગ અને અનોખો હોય છે વાર તહેવારે અમે સૌ ત્યાં સોમનાથ મહાદેવના દર્શને જઈએ છીએ ત્યાંના બજારમાં શંખલા છીપલા માંથી ખૂબ સરસ ઓરનામેન્ટ્સ મળે છે તેની ખરીદી કરીએ છીએ તેમજ વિવિધ ડિઝાઇનવાળા શંખ છીપથી સણગારેલા અરીસા ઝુંમર અહીંના ખૂબ વખણાય છે નજીકમાં જ આવેલું ગુપ્ત પ્રયાગ જ્યાં કહેવાય છે કે કુંડમાં ગંગા જમુના અને સરસ્વતી નદીનું જળ આવે છે ત્યાં ભાદરવી પૂનમના મેળામાં ગામેગામથી લોકો આવે છે પિતૃકાર્યમાં સૌ ત્યાં જાય છે ત્યારે અમે પણ ત્યાં ત્યાંની મુલાકાત લઈએ છીએ નજીકમાં જ તુલસીશ્યામ આવેલું છે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સરસ છે અમે તુલસીશ્યામ હાલતા ચાલતા દર્શન કરવા માટે જતાં હોઈએ છીએ અને ચોમાસામાં તો ત્યાં જવાની ખૂબ મજા આવે ત્યાં ગરમ પાણીના કુંડ છે શ્યામ બાપાના દર્શન કરવા પણ અમે સૌ જઈએ છીએ નાના મોટા સામાજિક પ્રસંગો કે વાર તહેવાર હોય ત્યારે ખરીદી કરવા પણ બજાર જવાનું થાય છે ત્યારે પણ અમે આસપાસના નગરોની મુલાકાત લઈએ છીએ જુનાગઢની હવેલી ગણની બજાર એટલે કે ચારે તરફ ન નત નવી વસ્તુઓનો ભંડાર અમે ત્યાં જઈએ છીએ અને સોયથી લઈ અને મરી મસાલા કપડા ઘરેણાં બધું જ મળે એટલે ખરીદી તો જુનાગઢની જ અને ઓછી રજામાં જો કાંઈ સારું ફરવાનું સ્થળ હોય તો તે છે જુનાગઢનું દામોદર કુંડ ઉપર કોટ સ્વામીનારાયણ મંદિર અને ડેમ જોવાલાયક ઘણી જગ્યાઓ છે જ્યાં અમારે અવારનવાર જવાનું થતું હોય છે સાસણ ગીરનું નામ પડે એટલે જ સિંહ યાદ આવે ગીરની શાન છે સિંહ અને આ એશિયાટિક લાયનો માત્ર ગીરમાં જ જોવા મળે છે ત્યાંથી તેથી અમે જ્યારે રવિવારની કે એવી રજા હોય છે ત્યારે સફારી પાર્ક પણ જતા હોઈએ છીએ અને ત્યાંની કેરી પણ ખૂબ જ વખણાય છે ઉનાળો શરૂ થાય એટલે સારામાં સારી કેસર કેરી લેવા અમે તળાળા અચૂક જતાં હોઈએ છીએ તળાળાની કેસર કેરીનો તો સ્વાદ જ અલગ હોય છે આમ અમારે અવારનવાર કાંઈકને કાંઈક કારણોસર આજુબાજુના નગર અને ગામડાની મુલાકાતો લેવાનું થતું હોય છે